પર્ટિક્યુલરલી તમારે મને એમ પૂછવું જોઈએ કે સરકારી શાળાઓમાં કઈ બાબતોની ખોટ છે અને પ્રાઇવેટ શાળાઓમાં કઈ બાબતોની ખોટ છે કેમકે જે સાધનો છે એ સરકારી શાળાઓમાં કમ્પેરેટિવલી બહુ ઓછા હશે કેમ કે સરકાર પાસે આખો માસ છે શાળાઓનો જ્યારે પ્રાઇવેટ શાળાઓમાં એવું નહીં બને પ્રાઇવેટ શાળા પોતાની રીતે પોતાના ટ્રસ્ટથી કે કોઈપણ રીતે એ રિસ્ક લેવા તૈયાર થશે જેમકે એને કોઈ પણ ટેકનોલોજીના સાધનો જોઈતા હશે તો એને કોઈને પૂછવાની જરૂર નથી એની પાસે ફંડિંગ છે એ વિદ્યાર્થીઓ પાસેથી એટલા પ્રમાણમાં ફીસ ઉઘરાવે છે તો એના માટે એને પોષાશે કોઈ પણ સાધનો લેવા માટે એને પોષાશે એટલે એણે પ્રાઇવેટ શાળાઓમાં કમ્પેરેટલી ખોટ ઓછી હશે જ્યારે સેમ વસ્તુ તમે જોશો તો પ્રાઇવેટ શાળાના શિક્ષકો ઓછા ક્વોલિફાઇડ હશે એ શિક્ષક અને જે ક્વોલિફિકેશન ટેસ્ટ હશે એ બોઉ ઓછા પાસ હશે શિક્ષકો સરકારી શાળામાં સારા હશે જ્યારે સુવિધાઓ પ્રાઇવેટ શાળાઓમાં સારી હશે ને માટે સરકારી શાળાઓમાં ઓછા સાધનો હોવા હોવા છતાં સારા શિક્ષકો ઘણું સારું એવું શિક્ષણ આપી રહ્યા છે જ્યારે પ્રાઇવેટ શાળાઓમાં સાધનો ઘણા છે પણ સ્કિલફૂલ ટીચર્સ ની તાણ હોવાથી એટલું અસરકારક શિક્ષણ થતું નથી માટે શાળાઓમાં આ રીતે શિક્ષકોને તમારે આપણે જો શીખવવાની વાત કરીએ તો અત્યારના શિક્ષકોને ખાસ શીખવાની વાત કે ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે સારી રીતે કરી શકાય કે અત્યારની આપણી જનરેશન છે એને ટેકનોલોજીથી ટેકનોલોજીનો ઉપયોગ કરતા બધાંને આવડે છે પણ સારી રીતે કઈ રીતે કરવું અત્યારે જે આવા આપણે જોઈએ તો જનરેશન મોબાઈલથી કે યુ ટ્યુબથી કોઈ પણ વિડીયોથી એજ્યુકેશન બંધ કરી દીધું